હ મારે હિસ્ટોરિકલ નથી જોઈતું મારે મારે પ્રકૃતિ વાળા કોઈ સ્થળો જોઈએ છે કે જ્યાં જી તો ત્યાં રહેવા માટે મારે સાધનો કઈ હોટલ્સ કે એવું કંઈ હશે અચ્છા તો

તમારી કેબ અવેલેબલ છે તો તમે મને કેબમાં પ્રાઈઝ કહી શકો કે કેટલું તમે ભાડું લેશો હં અચ્છા અચ્છા ઠીક છે તો મારે તમે કીધું હતું કે હિસ્ટોરિકલ પ્લેસ જેવું અમદાવાદમાં છે તો અમદાવાદમાં મેં શું ક શું સજેસ્ટ કરશો તમે મને અચ્છા ઠીક છે તો હા તમે ચેક કરો છો તો હું એ કેબ એ સેલ કરવા માટે તમને કહું છું તો તમે તે પ્રમાણેનો ચાર્જ લઈ લેજો હું તમને ફરી કોન્ટેક કરીશ થેન્ક યુ